હું મારા ચિત્ર સર્જનનું કામ જ્યારે કરું છું ત્યારે હું મારી જાતને ગૌરવ અનુભવું છું ધન્ય અનુભવું છું લાસ્ટ ટાઇમ જ્યારે મેં કૃષ્ણ ભગવાનની એક છબી જોઇ હતી અને એ છબીને મેં મારા પોસ્ટર ઉપર એનું ચિત્ર આબેહૂબ બનાવેલું હતું અને એમાં કલરકામ કર્યું હતું અને જ્યારે લોકોને મેં આ ચિત્ર બતાવ્યું ત્યારે લોકોએ ખૂબ મને પોઝિટિવ અ ફીડબેક આપ્યું હતું કે જેમાં ઘણા બધા લોકોએ એવું કહ્યું હતું કે તમારી પાસે આ એક સુંદર મજાની કળા છે આ સુંદર મજાની તમારી કળાને તમે એક માર્કેટમાં પણ મૂકી શકો છો અવનવી ડીઝાઇનો અને અવનવાં ચિત્ર બનાવીને તમે એનું પ્રદર્શન પણ કરી શકો છો અને એમાંથી પૈસા પણ કમાવી શકો છો અને એક આ તમારા જીવન નિર્વાહનું સાધન તમે બનાવી શકો છો તો આવા અનેક પ્રકારના ફીડબેક મને મળ્યા છે અને હું અ મારી જિંદગીમાં અત્યારે ઘણાં બધા એવાં ચિત્ર દોરી અને મારી પાસે સંગ્રહ કરી રાખ્યો છું અને મારે એવી પણ ઇચ્છા છે કે જીવનમાં એક વાર મારા જે બધા દોરેલાં ચિત્ર છે એનું હું પ્રદર્શન કરું અને લોકો જોવે અને મને પોજેટિવ ફીડબેક આપે